નમસ્તે સર હેલો હેલો હા સર અમને લોકોને કાલે છે ને ક્લાસની અંદર વૉલેટ રાખેલું હતું પણ એ મળતું નથી આજે અને બે ક્લાસમાં બી પૂછ્યું બધાને પણ કોઈએ ક્યાંય જોયું નથી તો પ્યુન્સને ને એ લોકોને બી વાત કરી પણ કોઈને પણ કંઈ મળ્યું નથી

સર કાલે લાસ્ટ લાસ્ટ લેક્ચર ટ્વેલ્વ થર્ટી અરાઉન્ડ ત્યાં જોયું હતું મેં પછી એના પછી મેં જોયું તો હતું નહીં બેગમાં ઠીક છે હા હા સર

હા સર ના સર એવું લાગતું તો નથી કારણ કે ફ્રેન્ડ્સ હતા એમની બેગમાં બી જોયું જોયું તું પણ કોઈનામાં મળ્યું નહતું ખ્યાલ નથી પછી આજુબાજુબી જોયું તું કે પડી ગયું એવું બી હા સર હવે હવે ધ્યાન રાખીશું હા સર હા સર હા સર હા સર સર સોરી હવે રીપિટ નહીં થાય હા સર હા સર હા સર પછી પછી જે બી હશે તમને ઇન્ફોર્મ કરું ઑકે થેન્ક યું સર